જલારામ ટેક્સી ડ્રાઈવર ઓફિસ હા અમે તમારે ત્યાંની ટેક્સી એડવાન્સમાં બૂક કરાવી હતી બહાર જવા માટે તે હજી આવી નથી સવારના નવ વાગ્યા છે અમે સમ ટાઈમ નવ વાગ્યાનો આપ્યો હતો પણ હજી ટેક્સી આવી નથી અને એમને ફોન પણ લાગતો નથી ડ્રાઇવરને તો મહેરબાની કરીને તમે તેમનો કોન્ટેક કરીને અમને જલ્દી મોકલી આપો હા મહેરબાની કરીને જલ્દી ક્વિક